ગુજરાતમાં મનોરંજનના પરંપરાગત માધ્યમો કયા છે તો દરેક જ ગુજરાતના દરેક પ્રદેશમાં અલગ અલગ રીતે નૃત્ય શૈલી છે દરેક પ્રદેશના સમુદાયો પણ અલગના અલગ અલગ નૃત્ય શૈલી છે ગુજરાતના ગરબા બધી રીતે ઘણા બધા અમુક દરેક પ્રદેશના નૃત્ય શૈલી અલગ અલગ છે સંગીત અલગ છે તેનો સૌથી મેઈન ગ્રુપ શૈલી એ ગરબા શૈલી છે ગુજરાતની મેઈન પરંપરાગત ગરબા આધુનિક ગરબા ગરબી રમાય છે